સુરતનો ડુમસ બીચ જુનાગઢનો ગિરનાર સાસણનું ગીર ક્ચ્છનું રણ એન્ડ રાજકોટનો આજી ડેમ પછી ભાવનગર નો ફૂલોનો બગીચો અને અને મુંબઈનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન